ગુજરાતમાં વિવિધ ધર્મો રાજ્યની સ સંસ્કૃતિ અને સમાજને ખૂબ જ અસર કરે છે ગુજરાતમાં અનેક પ્રકારના ધર્મો પાળવામાં આવે છે ગુજરાતમાં આમ જોઈએ તો હિંદુ ક્રિશ્ચન મુસ્લિમ ઈસાઈ શીખ જૈન એમ ઘણાં બધા ધર્મનાં લોકો રહે છે અને બધા જ લોકોના રીત રીવાજો અલગ અલગ છે તેઓની પૂજાની પદ્ધતિઓ અલગ અલગ હોય પણ આમ જોવા જઈએ તો પ્રત્યેક ધર્મ કે સંસ્કૃતિની પાછળનો વિચાર એક જ હોય છે અને તે એટલે કે વે ઑફ લાઈફ વે ઑફ વર્શિપ અને વ અને આમાં આપણે જોઈએ તો બધાની વે ઑફ લાઈફ અલગ અલગ હોય બધાની વે ઑફ વર્શીપ કદાચ અલગ અલગ હોઈ શકે પણ વે ઑફ થિંકિંગ તો બધાનું છેલ્લે અલ્ટ અલ્ટિમેટ એક જ હોવું જોઈએ એટલે આ બધાં જ ધર્મો બધી જ સંસ્કૃતિઓ એ અલગ અલગ હો હોવા છતાં તે બધાનો ધ્યેય તો એક જ છે પણ આજનો માનવ એ ધર્મના નામે અલગ અલગ વાડા ઉભા કરેલાં છે અને તે વા તે વાડામાં તે સપડાયેલો છે એટલે ખરેખર ગુજરાતમાં જે પણ ધર્મ પાળવામાં આવે છે તેની પાછળની જો બુદ્ધિ ચાલી જાય તો પછી માત્ર તેમાં કર્મકાંડ જ રહે છે અને આ કર્મ કાંડાત ધર્મ છે તે જીવનમાં કોઈ મૂલ્ય ઉભા કરી શકતો નથી તે સમાજને કોઈ રીતે પ્રભાવિત કરી શકતો ન નથી આમ જોવા જઈએ તો બહુ જ એ એની ઊંડી અસરો હોય છે પણ જો સમજણ વગરનો ધર્મ સમજણ વગરની સંસ્કૃતિ એ માણસને ખાડામાં લઇ જાય છે અને આ જ રીતે જોવા જઈએ તો ઘણાં બધા તહેવારો પણ ગુજરાતમાં મનાવાય છે પણ પણ જો તેની પાછળનો હાર્દ એ એક ના હોય તો પછી તેનો કોઈ અર્થ રહેતો નથી